મારી પાસે ઘણી બધી એવી પ્રાચીન સમયની વસ્તુઓ જેવી કે ટિકીટો સિક્કાઓ બીજા બીજા દેશના સિક્કાઓ ટિકીટો ઘણી બધી સંગ્રહ મેં કરી રાખેલી છે જે પ્રાચીન સમયની ઓળખ છે જે જેના થકી આપણે પ્રાચીન સમયની સિક્કાઓની ટિકો અને ટિકીટોની ઓળખ કરી શકીએ છીએ જે સંગ્રહ કરવો પણ મને ખૂબ જ ગમે છે અને આજે પણ હાલમાં પણ મારી પાસે ઘણી બધી ટિકીટો અને એવા અલગ અલગ દેશના સિક્કાઓ અલગ અલગ કિંમતોના સિક્કાઓનો મેં સંગ્રહ કરી રાખેલો છે